મારા જીવનમાં હું એ વસ્તુને વધારે મૂલ્યવાન સમજું છું કે ક્યારેય પણ કોઇની સાથે ચિટિંગ નહીં કરું અને બીજું કે ક્યારેય પણ દેવું નહીં કરું સરકારી લોન હોય બૅન્કની લોન હોય તો પણ કયારેય પણ લોન પણ નહીંમ લેવી